પાણીની જરૂરિયાત બહુ મહત્ત્વની જરૂરિયાત છે પેલું કહેવાય છે કે જળ એ જ જીવન છે એટલે કોઈપણ વ્યક્તિ પાણી વગર નથી જીવી શકતો અને પાણી પીવામાં તો જોઈએ જ છે ઉપરાંત દૈનિક ક્રિયાઓમાં પાણી જોઈતું હોય છે કોઈપણ વ્યક્તિને કોઈપણ લેડીને રસોઈ રસોઈ બનાવવી હોય કૂકિંગ કરવું હોય એની માટે પણ પાણીની બહુ બહુ જરૂરિયાત હોય છે કોઈ પણ વસ્તુ બાફવા માટે પાણી જોઈતું હોય છે કોઈ પણ વસ્તુ ઉકાળવા માટે પાણી જોઈતું હોય છે એટલે પાણી તો બહુ મહત્ત્વની જરૂરિયાત છે કૂકિંગમાં બહાર નીકળીએ તો લોકોની દૈનિક ક્રિયા ન્હાવા માટે પાણી જોઈતું હોય છે કે આપણી આપણા શરીરની સ્વચ્છતા મેન્ટેન કરવા માટે આપણે પાણીની બહુ જ જરૂરિયાત હોય છે બીજું મેઈન પાણીની જરૂરિયાત તરસ કોઈ બી વ્યક્તિ કોઈ બી વ્યક્તિ કોઈ બી વ્યક્તિને તરસ લાગે છે તો એ પાણી પીધા વગર નથી રહી શકતો રહી શકે છે પણ થોડાંક સમય માટે થોડીક કલાકો માટે કે મેક્સ ટુ મેક્સ એક દિવસ દોઢ દિવસ માટે પાણી વગર રહી શકતો હોય છે તદઉપરાંત એને પાણીની જરૂર પાણી તો પીવું જ હોય છે પાણી વગર નથી રહી શકતો